શું તમે નવા સિમ કાર્ડ માટે અરજી કરી રહ્યા છો અને એ માટે તમને તમારા આધાર કાર્ડની સ્કેન કરેલી નકલની જરૂર છે આ ફોમ છે એ પૂરું ફિલઅપ કરવાનું છે

તેની સાથે તમારા આધાર કાર્ડની નકલ સબમિટ કરવાની છે અને ત્યાર બાદ તમારો ફોટો લઈને તમને તમારું ફોમ પૂરું કરવાનું છે